આપનો ભારત દેશ એક એ ખેતી પ્રધાન દેશ છે તેથી આપણા ભારતમાં વધારે ખેતી જોવા મળે છે આથી ખેતી અને ખેડુતો માટે સમાજનો સલાહકાર એક ખેડુત હોવો જોઈએ અને ખેતી કરવા માટે ખેડુતને વિવિધ એવી અલગ અલગ જેમકે ધારો કે જેમ દાખલા તરીકે દવાઓ પાણી વગેરે જંતુ નાશક કીટ જે વગેરે વગેરેની માંગ હોય છે વગેરે વગેરે